ગુજરાતમાં દર વર્ષે અલગ અલગ પ્રકારના લોકપ્રિય ઉત્સવો ઉજવાતા હોય છે જેમકે દર વરસની કાર્તકી પૂનમે અંબાજીમાં અંબાજી માતાના ધામમાં લાખો લોકો ભેગા થાય છે ગુજરાતનાં તેમજ આઉટ આજુબાજુના જે રાજયોમાંથી જેને માતાજીમાં શ્રદ્ધા હોય તે બધાજ લોકો આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે અને પોતાની શક્તિ પ્રમાણે પ્રસાદ પણ ધરાવતા હોય છે અને માતાજીના દર્શન કરીને આ રીતે ઉજવણી કરતાં હોય છે એવી જ રીતે આમ દર વરસની ચૌદ જાન્યુઆરીએ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે અને એમાં ગુજરાતનાં તેમજ બહારથી પરદેશથી આવનારા પણ પતંગના જે શોખીનો હોય છે તે લોકો એકઠા થાય છે અને પતંગના પેચ લડાવીને આનંદ મનાવે છે તો આ રીતે આવા તો ઘણાં ઘણાં પ્રસંગો થતાં હોય છે ગુજરાતમાં